હા દીપકભાઈ હલો અવાજ આવે છે મારો હા એક્ચુલી મારે છે ને તે લીવ જોઈતી હતી પાંચ એક દિવસ તો ખરા એક તો મને વાઇરલ ને એવું બધું થઈ ગયું અને ઘરે જવું પડે એવું છે એટલે પણ ચાર પાંચ દિવસ તો ખરા જ હા એટલે હં હા એતો છે જ પણ મારે ડોક્ટર પાસે બી જવું પડે એવું છે અને ડેડીની બી પણ જરાક એમને પણ લઈ જવાના છે એક ગામમાં એક જણની ડેથ થઈ ગઈ છે તો ચાર કે પાંચ દિવસ તો જોઈશે ખાલી વધારે નહીં એટલે આપણે ફ્લેગ ડેનું કામ પણ જો એવું લાગે તો હું મોબાઈલ પરથી મારાથી જેટલું થાય એટલું હું કરી દઈશ કે એકવાર આપણી જો અપીલને એવું બધું બનીને આવી જાય એટલે પછી જો કોઈને વ્હોટ્સએપ પર મોકલવાનું હોય તો હું મોકલી દઈશ હા એવું કઈક કરીએ આપણે પ્લાન કઈ દેજો હું મૂકી દઇશ રજાનો રિપોર્ટ પણ મૂકી દઇશ બિલકુલ હા બરોબર બરોબર ખાંસી પણ બોઉ છે એટલે મારે દવા પણ લેવી પડશે હા ઓકે હા હા ચાલશેને બાપ રે